વિદ્યાર્થીએ તો જેમાં આપણને આપણને જેમાં ઈન્ટરેસ્ટ હોય તેમાં જ જવું જોઈએ જેમકે વિદ્યાર્થી દસમામાં હોય તો એને જે વિદ્યાર્થીને એટલે અલગ અલગ વિદ્યાર્થીઓએ અલગ અલગ એમાં ઈન્ટરેસ્ટ હોય જેમકે અડધાને આર્ટસ આર્ટ્સના વિષયો ગમે જેમકે અડધાને ગુજરાતી ગમે હિન્દી ગમે સમાજ ગમે તો અલગ અલગ વિદ્યાર્થી બધાને અલગ અલગ શોખ હોય એટલે અલગ અલગ એમાં જ એ જ લાઈનમાં જવું ગમે જેમકે અડધા વિદ્યાર્થીઓને દસમામાં આવે તો ગુજરાતી આવે ગુજરાતીનો શોખ હોય ગુજરાતી ભણવાનો શોખ હોય તો ગુજરાતીમાં ગુજરાતી ભણવાનો શોખ હોય તો પછી દસમા પછી એણે આ આર્ટસની વિષયો ગમતા હોય વિદ્યાર્થીઓને એમાં સારા માર્કસ આવેલા હોય તો એને અગિયાર બાર એમાં આર્ટસના વિષયો ગમતા હોય તો અગિયાર બારમાં એ વિદ્યાર્થીએ આર્ટસ લઈને ભણવું જોઈએ જેમકે આર્ટસમાં ગુજરાતી આવે હિન્દી આવે સંસ્કૃત આવે ઇંગ્લિશ આવે એમ ભાષાના વિષયો આવે છે આ આર્ટસ લેવું હોય તો આર્ટસની લાઈનમાં પણ આર્ટસ લીધું હોય બારમામાં સારા માર્ક આવ્યા હોય તો સારા માર્કસ આવ્યા હોય તો તે વિદ્યાર્થી બારમા પછી તો પછી બી બીઈ કરવું પડે બીઈ એટલે કે કોલેજ તો કોલેજમાં પણ જે બારમા જે વિષયમાં આપણા આર્ટસમાં બારમાં ધોરણમાં વધારે માર્ક આવ્યા હોય તે જ વિષય વિદ્યાર્થીએ કોલેજમાં ગ્રેજ્યુએટ થવા માટે એ જ વિષય એફવાયમાંથી જ લેવો પડે પછી તમે જે વિદ્યાર્થી એને ગમતો ન હોય તે વિષય લઈ લે ઘરના કે તો તો પછી એમાં સારા ગુણ આવી શકે નહીં પછી બારમા પછી દસમું કરવું પડે દસમામાં વધારે માર્ક આવે તો આર્ટસના વિષય ગમતા હોય તો અગિયાર બારમા આર્ટસ લેવું પડે પછી આર્ટસ કરીને બીએ પછી બીએમાં આપણા જેમકે આપણે મેઈન સબ્જેક્ટ લીધો હોય ગુજરાતી તો ગુજરાતી સાથે બીએ કરે તો બી બીએ પછી એમએ પણ થાય પછી એમએ કરીએ તો આપણા વિષય આપણા વિષયમાં વધારે ટકા આવે તો પછી આપણે પછી એમએ એમએમાં પણ કેવું આપણા વિષયમાં વધારે માર્ક હોય તો જ એમએમાં અમુક કોલેજમાં તો ટકાવારી પ્રમાણે એડમીશન મળી શકે છે પછી બી બીએ કરીને એમએ થાય પછી એમએમાં પણ કેટલું બધું શીખવા મળે ગુજરાતી વિષયમાં તો અલગ અલગ કવિઓ વિશે જાણવા મળે પછી એમએમાં પણ કેવું અલગ અલગ આપણા વિષયના સેમિનાર આપવા કે શિક્ષક તો આપણે સેમિનાર આપે પછી આપણે બીએ થઈ જઈએ એમએ થઈ જઈએ તો આપણે આપણે આપણે આપણે ટીચરની લાઈનમાં જવું હોય તો તો આપણે ટીચરની લાઈનમાં જવું હોય તો પહેલેથી આ પહેલેથી જ આપણે મહેનત કરવાનું એટલે કે દસમા ધોરણથી બીએડ સુધી આપણે સારી એવી મહેનત કરવી જોઈએ જેમ કે ટીચરની લાઈનમાં તો પહેલેથી વાંચ વાંચવું વાંચવાનું રાખવું પડે પછી પહેલેથી જ આપણે ટાઈમ બગાડવો નહીં પહેલેથી જ વાંચવાનું રાખવું જોઈએ અને એમ કે શિક્ષકમાં તો વધારે વાંચવાનું આવે છે અને વિદ્યાર્થીને ભણાવવાનું એટલે પહેલેથી જ ટીચરનો શોખ હોય તો દસમાથી કોલેજ કોલેજ કોલેજ સુધી વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવાની છે અને આગળ વધવાનું છે પછી આપણે બીએડ બીઅડમાં જઈએ તો બીએડમાં પણ વિદ્યાર્થીને કેવી રીતે શીખવવું કેવી રીતે ભણાવવું એ બધી ટ્રેનિંગ આપણને વિદ્યાર્થીઓને કઈ રીતે સ્કૂલમાં રાખવું કઈ રીતે શીખવવું એ બધી ટ્રેનિંગ આપણને શિક્ષક બનવું હોય તો બીએડ કરવું જોઈએ એટલે બધી ટ્રેનિંગ આપણને બીએડમાં મળી શકે છે બીએડમાં પણ અલગ અલગ શિક અલગ અલગ વિષયના અલગ અલગ શિક્ષકો હોય છે એટલે અલગ અલગ અલગ અલગ આપણને આપણા વિષયને લગતી માહિતી આપી શીખવે પછી એ બધુ આપણને આપણે સ્કૂલમાં પાઠ હોય તો તે આમાં તેમાં ભણાવવું પડે સમજાવવું પડે વિદ્યાર્થીને પછી બી આર્ટસ લઈને બી સારા માર્કસ આપણે સારા માર્કસ અવડાવીએ તો આગળ આપણે સારા ટકાએથી પાસ એ જ બીએડ કરી દઈએ એટલું જ નહીં પણ બીએડ કરી દઈએ તો ટેટ ટાટની એક્ઝામ આવે તો ટેટ ટાટમાં બી પાસ થવું પડે એમ જ એમ જ એમ જ એમ જ બીએડ બીએડની ડિગ્રી તો આપણને મળી જાય પણ એમાં પણ કેવું હોય ટ ટેટ એકથી પાંચ માટે તો ટેટ વનની એક્ઝામ આપવી પડે અને છ થી આઠ માટે તો ટેટ ટુની એકઝામ આપવી પડે અને નવ દસ માટે ટાટ નવ દસના આપણે શિક્ષક બનવું હોય તો ટાટની એક્ઝામ આપવી આપવી પડે અને કોલેજના આ કોલેજમાં પ્રોફેસર બનવું હોય તો આપણે કોલેજના પ્રોફેસર બનવું હોય તો આપણે માસ્ટર કરેલું હોવું જોઈએ અને જી સ્લેટ અને નેટ સ્લેટ પાસ કરવી જરૂરી હોય છે એટલે આ બધું બનવું હોય ટીચર ટીચર બનવું હોય તો આપણે બીએડ કરવું જોઈએ બીએડ કરીએ પછી ટેટ ટાટની એક્ઝામ પાસ કરીએ ત્યારે જ ટીચરની લાઈનમાં જવાય પછી આપણે નર્સ બનવું હોય નર્સ બનવું હોય કાં તો ડૉક્ટર બનવું હોય તો નર્સ અને ડૉક્ટર બનવું હોય તો દસમા ધોરણમાં આપણે આવીએ તો દસમા ધોરણથી જ વિજ્ઞાન અને વિજ્ઞાનમાં આપણને ખૂબ જ રસ હોવો જોઈએ એમાં વિજ્ઞાનમાં પણ કેટલું બધું શીખવા મળે નર્સિંગને લગતું વિજ્ઞાનમાં આપણને ઘણું બધું શીખવા મળે એટલે નર્સિંગ નર્સિંગમાં આપણે જવું હોય કાં તો ડૉક્ટર બનવું તો ડૉક્ટર બનવું હોય તો અલગ અલગ અગિયાર બારમાં આપણે સાયન્સ લેવું પડે તો સાયન્સમાં આપણે પછી સારા ટકા આવે તો આપણે આપણને આપણા વિદ્યાર્થીઓને નર્સિંગમાં એડમિશન મળે એમ જ એમ જ એમાં એડમિશન મળતું નથી સારા સારા માર્ક આવે સારા ટકા આવે તો જ એડમિશન મળી શકે છે પછી નર્સિંગમાં નર્સિંગ મે નર્સિંગ પણ નર્સિંગમાં પણ અલગ અલગ ભાગ હોય છે વીસી નર્સિંગ હોય જીએનએમ નર્સિંગ હોય એનએમ નર્સિંગ હોય એમ સાયન્સ લઈ તો આપણે નર્સિંગમાં સારી રીતના પાસ થઈ શકીએ અને નર્સ નર્સમાં નર્સ સારી રીતના ચાર વરસ જ્યાં જેનેમ નર્સિંગમાં ત્રણ વરસ સુધી ટ્રેનિંગ લઈએ એ ટ્રેનિંગ લઈને પરીક્ષા પાસ કરવાની આવે છે ત્યારે આપની સરકારી નર્સ બની શકીએ અને ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટરની લાઈનમાં જવું હોય તો બારમામાં અગિયાર બારમાં સાયન્સ લઈને સાયન્સ લઈને સારા માર્કે પાસ થવાનું હોય છે પછી બારમામાં સારા માર્ક આવે તો પેલી એ પરીક્ષા નીટની પરીક્ષા આવે તો તે નીટની પરીક્ષા અ પાસ કરવી પડે પછી એ પાસ થઈ જઈએ એ પછી મેરીટ પડે પછી પછી એમબીબીએસમાં નંબર લાગે પછી એમબીબીએસમાં પણ કેવું અલગ અલગ પ્રકારના ડૉક્ટરો હોય તો અલગ અલગ પ્રકારની આપણને ટ્રેનિંગ મળી શકે ત્યારે આપણે પછી પરીક્ષા પાસ કરીએ તો આપણે ડૉક્ટરની લાઈનમાં જઈ શકીએ પછી આઈટીઆઈ આઈટીઆઈમાં પણ અલગ અલગ કોર્સ આવે છે જેમકે અમુક અમુક અલગ અલગ બારમા દસમા પછી પણ આઈટીઆઈ તો દસમા પછી પણ આઈટીઆઈ તો થઈ શકે અને બારમા પછી જે કરવું હોય તો બી ચાલે આઈટીઆઈમાં પણ અલગ અલગ કોર્સ આવે છે જેમકે આઈટીઆઈમાં પણ ઇલેક્ટ્રિ જેને જે વિદ્યાર્થીઓને બારમા પછી કાં તો દસમા પછી દસ જેમમાં ઈન્ટરેસ્ટ હોય તે લાઈન લેવી પડે જેમકે અમુક છોકરાઓને ઇલેક્ટ્રોનિકમાં શોખ હોય તો ઇલેક્ટ્રોનિકનું આઈટીઆઈ કરે આઈટીઆઈ પણ બે કે ત્રણ વર્ષનું આવે છે ઇલેક્ટ્રોનિકમાં શોખ હોય તો તેમાં જ તે જ લાઈન જેને જે જે લાઈનમાં શોખ હોય તે જ તેમાં જ આઈટીઆઈ પણ લાઈન લેવી પડે પછી બીજામાં ઈન્ટરેસ્ટ હોયને પછી આમાં લઈએ તો આપણને પછી કંઈ ન કંઈ રીતે અઘરું પડે એટલે જેમાં શોખ હોય એ જ કેટલીક બહેનોને તો આઈટીઆઈમાં સીવણનો શોખ હોય છે એટલે એ સીવણ ક્લાસમાં પણ કેવું અલગ અલગ કપડાં સીવવા મળે અલગ અલગ એવી રીતના આપણને આઈટીઆઈમાં પણ અલગ અલગ કોર્સ હોય છે પછી કૃષિ કૃષિમાં પણ કેવું કૃષિ આપણા આપણા ભારત દેશમાં કૃષિ એ અલગ અલગ પાકો વિશે અલગ અલગ જમીનો વિશે એ બધું તો કૃષિની લાઈનમાં જવું હોય તો દસમું અગિયાર બાર કરીને પેલું એમ બીઆરએસ કોલે કૃષિવાળી પેલી કોલેજ આવે છે બીઆરએસ કોલેજ બીઆરએસ કોલેજમાં આપણને કૃષિ વિશેની અલગ અલગ માહિતી મળી શકે એટલે આપણે કૃષિ વિશે જાણવાનું શીખવાનું અને કૃષિ વિશે કંઈક બનવું હોય તો આપણે બીઆરએસ અને એમઆરએસ કરીએ તો કૃષિ વિશે અલગ અલગ પ્રકારની માહિતી મળે અલગ અલગ પાકો હોય અલગ અલગ અમુક જિલ્લામાં કયા જંગલો આવે છે પછી જમીનો આવે છે પછી કૃષિમાં કેવી રીતના ખેતી થાય કેવી રીતના કઈ રીતે કૃષિ એટલે કે ખેતી કરી શકાય એ બધું જ બધું આપણને પેલી બારમા પછી બીઆરએસ કોલેજ આવે છે તે બીઆર એમઆરએસ અને બીઆરએસ કોલેજ કરવી પડે ત્યારે કૃષિ વિશે બધું જાણવા મલે કોઈ એન્જીનીયર હોય તો એન્જીનીયર પણ અલગ અલગ જાતના હોય છે જેમકે એન્જીનીયરો તો ઘરનું કેવી રીતના બનવાનું એ બધું એન્જીનીયરો આ કરાવે પછી મેડિકલ તો કેટલાંક વિદ્યાર્થીઓને મેડીકલમાં શોખ હોય તો અગિયાર અગિયાર બાર અગિયાર બાર ધોરણમાં આપણે આવીએ તો સાયન્સ લેવું પડે તો મેડિકલમાં તો સાયન્સમાં આવે પછી બારમા પછી બારમા પછી પણ મેડિકલની લાઈનમાં જોડીશ જોડાઈ શકીએ મેડિકલમાં પણ અલગ અલગ દવાઓ કઈ રીતે આપીએ એ બધી ટ્રેનિંગ આપણને મેડિકલના કોર્સમાં મળી શકે પછી એ બીએડ એમએડ એમએ એમએડ પણ આપણે પેલા તો દસમામાં સારા માર્ક આવે પછી બારમામાં આવે પછી બારમું ધોરણ કરવું પડે એમાં સારા માર્ક આવે પછી કોલેજ પછી કોલેજમાં સારા માર્કસ આવે પછી આપણે કોલેજ કરીને એમએ કરવું પડે પછી એમએ કરીને બીએડ પછી એ બીએડ પછી પણ પેલું એમએડ એમએડ કરવું આટલું બધું ભણીએ ત્યારે એમએડની લાઈનમાં જવાય એમએડમાં એમએડ કરીએ તો આપણે કોલેજના બીએડના પ્રોફેસર આપણે સારી રીતના બની શકીએ એમએડ કરીએ તો